ગુજરાતના પ્રશંસકોની વિશાળ મેદનીને આકર્ષતી મુખ્ય રમતોમાંની રમત છે ક્રિકેટ ફૂટબોલ ટેબલ ટેનિસ બેડમિન્ટન ખો ખો ટગ ઓફ વોર એવી ઘણી બધી ટીમ્સ છે જે ગુજરાતમાં રમાતી હોય છે અને ઇન્ડિયામાં પણ રમાય છે માટે ફેમસ છે બધા માટે અને એના ટુર્નામેન્ટ્સ પણ થતા હોય છે ક્રિકેટ માટેના ઘણા બધા સ્ટેડિયમ પણ આવેલા છે નાના મોટા એમાંનો એક છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે પછી રાજકોટમાં આવેલું એક સ્ટેડિયમ છે તેમજ ઘણા બધા નાના સીટીઝમાં પણ એવા નાના મોટા સ્ટેડિયમ આવેલા છે અને ત્યાં ટુર્નામેન્ટ થતા હોય છે તો લોકો જ રહે છે એનાથી આકર્ષાય છે અને જ્યારે પણ આ રમત રમાતી હોય છે ત્યારે એ લોકો ચીયરઅપ કરતા હોય છે અને માણસને પ્રોત્સાહન મળે એ માટેના ઘણા આવા બધા મનોરંજનના કાર્યક્રમો પણ કરવામાં આવતા હોય છે તેમજ જો આપણે વાત કરીએ તો ઘણા બધા કાર્યક્રમો એટલે કે તહેવારમાં જે કાંઈ પણ કાર્યક્રમ થતા હોય છે એટલે કે ગણેશ ચતુર્થી છે તો એ મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ ગુજરાતમાં પણ વધારે ફેમસ છે અત્યારે ગલીએ ગલીએ ગણપતિ બાપ્પા આવે છે એવું કહેવાય છે એટલા માટે કાર્યક્રમમાં જે છે એ ગણેશ ચતુર્થી એ મોટા પાયે ઉજવવામાં આવે છે તેમજ નવરાત્રી છે તો એ અમદાવાદ પછી બરોડા છે બરોડામાં જે કહેવાય તો એ બહુ વધારે ફેમસ છે તેમજ અમદાવાદમાં લૉ ગાર્ડનમાં જે છે એ ચણિયાચોળીને મળતું હોય છે અને એના મદદથી લોકો જે છે એ આકર્ષાય છે અને તહેવારને ઉજવે છે તેમજ જન્માષ્ટમી છે તો જન્માષ્ટમીનો મેળો હોય છે પોરબંદરમાં હોય છે રાજકોટમાં હોય છે પછી શિવરાત્રીનો મેળો હોય તો એ જુનાગઢમાં હોય છે ભવનાથમાં એ સારી રીતે થાય છે અને ઘણા બધા અલગ અલગ સિટીમાં અલગ અલગ રીતે બધા જ તહેવારો ઉજવામાં આવે છે તો એને આપણે કાર્યક્રમ કહી શકીએ અને એનાથી લોકો પ્રોત્સાહિત થાય છે